હેલો સાહેબ ટ્રાન્સપોર્ટ એજન્સીમાંથી વાત કરો છો મેં એક ટેક્સી બુકિંગ કરેલી એમાં એવું છે કે તમારો ટેક્સી ડ્રાઈવર અહીંયા મોડો પહોંચ્યો કે જેથી હું મારી રેલવે ટેશન પર મોડો પહોંચ્યો અને મારી ટ્રેન ચૂકાઈ ગઈ આવી બેદરકારી કેમ રાખી શકો સાહેબ તમે કે જેનાથી તમારો ગ્રાહકને નુકસાન થાય હું આ તમારા પણ કામથી ખૂબ જ નિરાશ છું કારણ કે આ ટ્રેન હવે ત્રણ દિવસ પછી ઉપડશે અહીંયાથી હવે મારે ત્રણ દિવસ શું કરવાનું મારે આ ત્રણ દિવસ પછી જવાનું થશે આપશ્રીને વિનંતી છે કે તમે મારી કરેલી ચુકવણી મને પાછી પરત કરો કેમકે તમારી બેદરકારીના કારણે હું સમયસર રેલવે ટેશન પહોંચી ન શક્યો જેનાથી મારી ટ્રેન ચુકાઈ ગઈ આભાર